ગુજરાતી ભાષા અન્ય પ્રાંતિય ભાષાઓ જેવી છે અને તેની ઊંડી જડો ભારતીય ભાષાઓના પરિવાર સાથે જોડાયેલી છે ગુજરાતી ભાષા હિન્દી મરાઠી બંગાળી અને ઓડિયા જેવી અન્ય ભાષાઓ સાથે ઇન્ડો આર્યન ભાષા પરિવારનો ભાગ છે આ તમામ ભાષાઓનો મૂળ સ્ત્રોત સંસ્કૃત ભાષા છે અને આથી જ તેમનાં શબ્દ ભંડોળ વ્યાકરણ અને બોલતાવળીમાં કેટલીક સામાન્યતાઓ જોવા મળે છે હિન્દી અને ગુજરાતી વચ્ચે ઘણા શબ્દો સામાન્ય છે અને બોલવાની પદ્ધતિ પણ થોડીક સરખી છે મરાઠી સાથે પણ ભાષા વાક્ય રચના અને ઉચ્ચારણોમાં કેટલીક સામાન્યતાઓ છે આ રીતે ગુજરાતી ભાષા અન્ય ભારતીય ભાષાઓ સાથે સંબંધિત છે અને આ ભાષાઓનાં મૂળ તત્વો તેમનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સબંધી આવનો પ્રતિબિંબિત કરે છે